હા બોલો

ઓકે તો પહેલાં તમે ક્યારેય કોઈ જિમ જોઇન કર્યું હતું ઓકે

ઓકે તો તમારું વેટ અત્યારે કેટલું હશે આશરે

ઓકે

અચ્છા

ઓકે

ઓકે તો તમે કેટલા ટાઇમ માટે જિમમાં જોડાવવા માગો છો ત્રણ મહિનાની મેમ્બરશીપમાં વર્ષની કે છ મહિનાની એવી બધાની અલગ અલગ હોય ત્રણ મહિનાની મેમ્બરશિપ લો તમે તો એમાં સાત હજાર હોય અને પછી તમારે છ મહિનાની હોય તો એમા બધું અલગ અલગ હોય દસ હજાર હોય અને જો તમારે પર્સનલ ટ્રેનિંગ લેવી હોય તો એના મહિનાના ત્રણ હજાર હોય જેમાં તમને પર્સનલી ટ્રેન કરવામાં આવશે એક્સસાઇઝ ને બધુ ત્યાં આગળ જ

ડેઈલિ તમને જે ટાઇમ સૂટ થાય એમાં તમે બે કલાક આવી શકો ડેઈલીના વધારે પછી તમને જેવો વધારે ટાઇમ મળે એવું તમે વધારે અડધો બે કલાક રહી શકો એ સવારે નવ વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધી હોય ઓપન હા હા ગેરન્ટી તમને મળશે તમારું વેઇટ ઓછું થઈ જશે એમાં તમારે ડાઈટીશીયનનું બધું આવશે ડાઈટ પ્લાન આખો આવશે કે જેમાં તમારે બહારનું ખાવાનુ ઓછું કરવું પડશે ઘરનું હેલ્થી ખાવાનું પછી પ્રોટીન પાઉડર આવશે રોજની એક્સસાઇઝ આવશે અલગ અલગ એ બધુ આવશે એમાં ઇન્ક્લુડ એટલે ગેરરન્ટી તો છે કે તમારું વજન ઓછું તો થઈ જ જશે અને તમે હેલ્થી થઈ જશો ત્રણ મહિનાવાળામાં બી મળે પણ પછી તમારે ત્રણ મહિના પછી કન્ટીન્યુ ઘરે એક્સસાઇઝ ને ડાયટ પ્લાન કરવું પડે તો તમારું પછી વધે નહીં તમે ત્રણ મહિનામાં બી ઓછું કરી જ શકો ને વર્ષમાં બી કરી શકો પણ ખાવામાં કંટ્રોલ રાખવો પડે ખાલી

ના ખાવી જોઈએ એવી તો બહુ બધી છે મેંદાવાળું નહીં ખાવાનું તળેલું બહારનું તેલવાળું ઓછુ કરવાનું ઘી તેલ બધું ઓછું ખાવાનું જેમ બને એમ બહારનું ખાવાનું ઓછું રાખશો તો તમારે એટલું બધું નહીં વધે અને એક્સસાઇઝ કાં તો યોગા કરવાનું રાખવાનું ડેઈલીનું

હા આ જ નંબર છે આ નંબર પર તમે વોટ્સપ પર લખી દેશો તો તમને ડીટેઈલ્સ ને બ્રોશર બધું મળી જશે પછી તમને યોગ્ય લાગતું હોય તમે અહીંયા આ જિમમાં આવીને મળી શકો છો રૂબરૂ સારુ વાંધો નહીં ઓકે